બસની અંદર સુંદર મજાની એક સીટ હોય છે સીટની જોડે એક ડ્રાઇવર બેસેલા હોય છે જેની સાથે હૅન્ડ બ્રેક એમની પાસે શું કહેવાય અ ચાલવવા માટેનું વાહન અને સુરક્ષિત સબંધિત બધી જ ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેથી કરીને અ બસની અંદર એક બારી હોય છે જ્યાંથી પવન આવે છે બેસવા માટેની સીટ હોય છે ઘણી બધી સીટો હોય છે પકડવા માટેનું એક હૅન્ડલ હોય છે અને સામાન મુકવા માટેનું પણ ઉપર એક જગ્યા આપવામાં આવે છે બસની અંદર થઈને તમે ઘણી બધી એવી ઑનલાઈન ટૅક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો એ પણ બતાવવામાં આવે છે એ બોલીને પણ સાંભળવામાં આવે છે જેથી કરીને કોઈ વિકલાંગ વ્યક્તિ હોય જે અંધ છે અથવા બહેરું છે અને તેને સંભળાય પણ છે અને તેને દેખાય પણ છે એક એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ ક્યાં જાય છે મેં બસની અંદર ઉદેયપુર છે જયપુર છે મોડાસા ગામડાંઓ બધી જ જગ્યાએ હું ગઈ છું